ગુજરાતનાં શિક્ષણ પ્રણાલિને સુધારવા માટે મોટાભાગે અત્યારે સરકારી સ્કૂલો પર ખૂબ જ ધ્યાન અપાઇ રહ્યું છે જેના કારણે સરકારી સ્કૂલોમાં અ ભણતાં બાળકોની સંખ્યામાં વધારી થઇ રહ્યો છે તેમાં ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બાળકીઓના શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે સાથે સાથે સર્વ શિક્ષા અભિયાન દ્વારા પણ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત આપવા માટેની પહેલ પણ ચાલી રહી છે બાળ સરકારી સ્કૂલોમાં બાળકો માટે મધ્યાહન ભોજનની પણ સુવિધા ઉપલબ્ધ છે આ બધી જ કાર્યક્રમોને આ કાર્યક્રમો અને પહેલોના લીધે પ્રમાણમાં એજ્યુ સાક્ષરતાનો દર ગુજરાતમાં વધી રહ્યો છે